ગુજરાતની હાલની સ્વાસ્થ્ય વ્યવસ્થામાં ગુજરાતમાં સરકારી અને ખાનગી હોસ્પિટલો અને સ્વાસ્થ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો છે ગુજરાત સરકારે નાગરિકોને સારી સ્વાસ્થ્ય સેવાઓને પૂરી પાડવા માટે વિવિધ યોજનાઓ શરૂ કરી છે જેમકે મુખ્યમંત્રી અમૃતમ યોજના ઔષધ યોજના અને અલગ અલગ બીમારીની યોજનાઓ આને તુલનાત્મક રીતે જોવામાં આવે તો બીજા વિકસિત દેશોમાં જેમકે યુનાઇટેડ સ્ટેટ યુકે કે કેનેડામાં સ્વાસ્થ્ય વ્યવસ્થાઓ વધારે અદ્યતન અને સુવિધા સભર છે ત્યાંની હોસ્પિટલોમાં નવીનતમ ટેક્નોલોજી અને વિશેષતા વાળા તબીબો છે જોકે આ દેશોમાં સારવારો મોંઘી છે અને તેથી ત્યાં આરોગ્ય વીમાનો વ્યાપક પ્રચાર અને વપરાશ છે વિકસિત દેશોની સાથે જયારે ગુજરાતની તુલના કરીએ ત્યારે સમય આવો જોવા મળે કે ત્યાંના લોકો માટે આરોગ્ય સેવાઓ વધુ સસ્તી અને સરળતાથી ઉપલબ્ધ છે પરંતુ કેટલીક જગ્યાઓએ અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં પૂરતી અને ગુણવત્તા યુક્ત આરોગ્ય સેવાઓનો અભાવ છે મહારાષ્ટ્ર અને તામિલનાડુ જેવા અન્ય ભારતીય રાજ્યો સાથે ગુજરાતની તુલના કરીએ ત્યારે ગુજરાતની સ્વાસ્થ્ય સેવાઓ સારા સ્તરે છે ગુજરાતની સ્વાસ્થ્ય વ્યવસ્થા અનેક બાબતમાં સારા પ્રયોગો અને યોજનાઓ ધરાવે છે પરંતુ વિકસિત દેશો અને કેટલીક અન્ય રાજ્યની તુલનામાં તેમાં સુધારાની જરુરિયાત છે વિકાસ માટે ટેક્નોલોજીનો વધુ ઉપયોગ કાવડીઓ માટે આરોગ્ય સુવિધાઓનું વિસ્તરણ અને આરોગ્ય કર્મીઓને તાલીમ વગેરે પર ભાર મૂકવો જોઈએ